ઉબેરમાંથી બોલો છો હા એટલે મારે રાત્રે મોડી એક ગાડી જોઈએ મારે એરપોર્ટે પહોંચવાનું છે હા એટલે આમ દસ વાગ્યા સુધીમાં આવી જાય તો ચાલી જાય હા કારણ કે સાડા બાર વાગે મારે ફ્લાઇટ છે ફ્લાઇટ છે હં હં પણ ટાઈમે પહોંચવા માટે તો જોઈશે ને એટલે નાના ના તમે સાડા દસ કહેશો તો નહીં મેળ આવે ત્યાં જઈને હજુ ટિકિટ ને એવું બધું લેવાનું છે બાકી એટલે તો કંઈ વાંધો નહીં હા એટલે સાડા બારે હું ત્યાં હશે તો પકડાશે ને એટલે હા હા અને ડ્રાઇવરને મારો નંબર સેન્ડ કરી દેજો એટલે વાતચીત થઈ જાય અને બીજી કઈ સેવા તમે પૂરી પાડો છો ત્યાં લગેજ વધારે હોય તો એવું છે તો કંઈ વાંધો નહીં એ મને અંદર ગેટ સુધી તો મુકવા આવશે ને હા એટલે સામાન વધારે હતો ને થોડો એટલે સારું ચાલો હં થેન્ક યુ